મને મુસાફરી કરવી ગમતી નથી પણ સમય અને સંજોગોને કારણે કરવી પડી છે દાખલા તરીકે મારા બે દીકરા વિદેશમાં રહે છે એક ઓસ્ટ્રેલિયામાં છે એક અમેરિકામાં છે જેથી હાલમાં આજની તારીખમાં મારી પત્ની નથી જેને કારણે હું એકલો મારા ગામમાં એકલો રહું છું અને એવા સંજોગોમાં મારે મુસાફરી કરવી પડે છે અને જેને કારણે મારે કાં વિમાનમાં જવું પડે છે મુસાફરી કરવામાં પાછું ત્યાં ગયા પછી દીકરાઓ ઘર સારી રીતે રાખે છે અને દાખલા તરીકે અમેરિકાની અંદર જુદી જુદી જગ્યાએ લઈ જાય છે અને ઘણી વાર તો અમે બોટમાં પણ જઈએ છે પેલી ત્યાં પહેલાં શું કહેવાય સ્ટીમરમાં ત્યાં ક્રૂઝમાં પણ જઈએ છીએ ક્રૂઝની બી મુસાફરી ત્યાં શું દેશની કરેલી છે એટલે મુસાફરીમાં અલગ અલગ ગ જગ્યાએથી જઈએ છીએ ઓસ્ટ્રેલિયા અંદર પણ ઘણી જગ્યા ફરવા ગયા છે અને આમ સમય સારો જાય છે ઠીક જાય છે મુસાફરીમાં મારો દૃષ્ટિકોણ એવો છે કે કરવી દરેકને કરવી જોઈએ અને કરવી જોઈએ પણ મ મારા હિસાબ થતી નહીં એની અસર એ થાય કે નવા નવા માણસો મળે નવા વિચારો મળે નવી સંસ્કૃતિ મળે નવા સંસ્કારો મળે જેને કારણે મુસાફરી કરવી ગમે છે